હા આપણે ઋતુરાજ તેલ મંગાવ્યું હતું એ તેલ તો ભઈ બહુ જ સરસ છે ખૂબ સરસ છે એનાથી વાળ પણ એકદમ સિલ્કી રહે છે વાળનો ગ્રોથ પણ વધે છે અને કાળા પણ રહે છે જેથી કરીને આપ જે ઋતુરાજ તેલ છે એ અમને ખૂબ જ ગમ્યું અને માય મારામાં મેં ઉપયોગ કર્યો એ જોઈ અને એ બધા ઘણા બધા લોકોએ એને મંગાવ્યું અને એનો ઊપયોગ પણ કરવાનું ચાલું કરી દીધું છે કે વાળનું એવું સારું પરિણામ મળે છે વાળ ખરતા બંધ થઈ ગયા છે ટાલ પડતી બંધ થઈ ગઈ છે વાળ વધવા માંડ્યા છે અને સિલ્કી રહે છે અને કાળા પણ થઈ જાય છે જેથી કરી અને ઘણા બધા લોકો ઋતુરાજ તેલ માટે ઋતુરાજ તેલનો ઉપયોગ કરવા માંડ્યા છે આ બહુ સારું તેલ આવે છે ખૂબ જ સરસ છે ઋતુરાજ તેલ પણ આવે છે અને શેમ્પૂ પણ આવે છે જેથી કંડિશનરની જરૂર નથી રહેતી કંડિશનર જ થઈ જાય છે